ડેન્ગ્યુ કે મેલેરિયા એ લગભગ મચ્છર કરડવાથી થાય છે મેલેરિયા પહેલાં આફ્રિકાનો મોટો રોગ હતો હવે ઈન્ડિયાની અંદર બી રોગ છે મારો ભાઈ સુરતમાં આગળ પડતો ડૉક્ટર છે હતો તેને હું એ એનો બહુ સરસ ચાલે કે પ્રેક્ટિસ મેં કહ્યું ભાઈ તું એક કામ કર તારા

આ આવી રીતે ડેન્ગ્યુ છે તે સ્કૂલના છોકરાઓને વધારે થાય છે કે જે પીવાનાં પાણી ચોખ્ખાં પાણીમાં જમીનથી ચાર પાંચ ફૂટ ઉડતા સફેદ મચ્છરોથી થાય છે અને તે દિવસના કરડે છે મેલેરિયાનાં મચ્છર સાંજના કે રાતના કરડે છે આને અટકાવવા માટે મ્યુનસિપલ કોર્પોરેશન દરેક જગ્યાએ પાણી જ્યાં ભરાઈ રહેતું હોય તે પાણી વારંવાર ખાલી કરવાનું કહે છે પાણી વાસી થાય એટલે એમાં મચ્છર થાય અગાશીમાં દાખલા તરીકે ટાયરો પડ્યાં હોય કે જૂની બધી વસ્તુ પડી હોય ભંગાર તેને લીધે પાણી ભરાઈ રહે અંતે વાસી થાય એટલે આ મચ્છર થાય અંતે ઉડતા ઉડતા આજુબાજુનાં આજુબાજુનાં ઘરોમાં ને મહોલ્લામાં ને નીચે આવે એક મચ્છરમાંથી અનેક મચ્છર મલ્ટિપલ પેદા થાય છે બીજું કે આપણાં ઘરની આજુબાજુ જે આપણે લીલોતરી રાખીએ છીએ ઝાડ પણ ઉગાડીએ છીએ તેની અંદર બી પાણીનાં પોરાં પડી રહે તેમાં મચ્છર થાય પણ લગભગ મોટેભાગે મચ્છર ગંદા પાણીમાં માં જ થાય છે એટલે ગંદકી દૂર કરવાની બહુ જરૂર છે બીજું કે મચ્છર અરે મેલેરિયા ને ડેન્ગ્યુ અટકાવવા માટે મ્યુનસિપાલ કોર્પોરેસન કે આપણી બધી સંસ્થાઓ શહેરની અંદર બધે મોટા પ્રમાણમાં ડીડીટી પાવડર છાંટે છે અને ફોગિંગ કરે છે સાંજના ભાગે કે તે જેને લીધે મચ્છરો બંધ થઈ જાય બીજું આપણાં ઘરની અંદર આપણે મચ્છરદાની વાપરીએ છીએ ક્યાં તો પહેલાં નાના નાના બલ્બની અંદર એ આવે છે કે જેથી કરીને મચ્છરો ઓટોમેટિક તેના અવાજથી જતાં રહે છે તેવાં પણ આજકાલ આવેલાં છે માખીથી બી ગંદકી ફેલાય તેના માટે બી એવા બલ્બ આવે છે કે જે લગાવે પણ સામાન્ય રીતે મચ્છર મારવા માટે ગામડાં સામન્ય રીતે વધારે મચ્છર હોય તો મચ્છરદાની જ લેવી પડે છે નહીં તો આ ફોગિંગ મશીનથી કે ડીડીટી પાવડરથી મરી જાય છે